હા તો આજે આપણે કૂકિંગની વાત કરીએ તો હું પોતે ગુજરાતી છું એટલે ગુજરાતી નાસ્તો અને મને તો બહુ સારું સારું ખાવાનો શોખ છે એટલે સૌથી પહેલાં તો સારી સારી વાનગીઓ ગુજરાતીઓને તો સારી સારી વાનગીઓ ઘણી બધી હોય ખમણ છે પાતરા છે એમાંની એક વાનગી એવી છે કે જે મને બનાવવામાં સમય પણ કેમકે હું પોતે બ્લાઈન્ડ છું એટલે બનાવવામાં સમય પણ લાગે અને તેમાં મહેનત બી વધારે પડે એટલે મારી પોતાની વાત કરું તો પાતરા જે એક એના જે પાન હોય તે તેને સૌરાષ્ટ્રની ભાષામાં તેને અડવી કહેવામાં આવે છે તે અડવીના પાન એવું કહેવાય મોટે ભાગે ખેતરોમાં તો હોય જ એ પછી ગામડાંની વસ્તી હોય કે દક્ષિણ ભારત હોય કે ગમે તે ગમે તે ગામડાં હોય પણ તેમાં આ પાન તો જોવા મળે જ એટલે અડવીના પાનમાંથી આ પાતરા આપણે તૈયાર કરીએ છીએ તો સૌથી પહેલાં તો તે અડવીના પાનને આપણે સરસ ધોઈ કાઢવાના એકદમ પછી એને થોડા થોડા સુકવા સુકવવા દેવાનાં સુકાવવા મૂકી દેવાના એટલે સુકાય તેમ પછી એને કટિંગ કરતું જવાનું જે વચ્ચેનો જે આવે જાડો ભાગ ડાંડલાનો તે ભાગ કાઢી નાંખવાનો અને આ પાન લઈ લેવાના તે પાનમાં કટીંગ કરવું ને તે જ વસ્તુ મને વધારે ના ફાવે કારણ કે સરખું થાય નહીં આડુંઅવળું જાય ને વ્યવસ્થિત થાય નહીં એટલે એ વસ્તુ વધારે કરવામાં જ મારો ટાઈમ જાય એટલે તે પાતરા બનાવવામાં એ વાર લાગે પછી તેને કટિંગ કરી લીધા પછી આપણે તેને બરાબર બધો મસાલો તૈયાર કરવાનો જીરું છે રાઈતા જીરુંને કે બધો મસાલો આપણે તૈયાર કરીએ મરચું મીઠું આતે બેસન એ બધું તૈયાર કરીને પછી પાંદડા ઉપર એક એક પાંદડા ઉપર લગાવીને બીજું પાન એવી રીતે ગોઠવીને પછી એને ગોળ રોલ મસ્ત બની જાય તેવી રીતે કરવાનું ને પછી તેને બાફવા મૂકી દેવાનું પણ એ આ બધું જેટલું કરીએ આપણે તેને પાન ઉપર એક ગોઠવવાના મસાલો લગાવતું જવાનું વ્યવસ્થિત એને એ બધું કરવામાં જ વધારે ટાઈમ જતો રહે બ્લાઈંડને તો સમય લાગે જ દેખતા તો ફટ ફટ કરી લે પણ બ્લાઇન થોડો ટાઈમ લાગે કેમ કે દેખાય નહીં એટલે કઈ વસ્તુ ક્યાં છે ફટાફટ ફટાફટ જોઈ કરીને કરવાનું હોય એટલે પછી તેને બફાઈ જાય એટલે જોઈ લે દેખતા લોકો તો પણ અમે જરાક ચાકુ મારીને કે એવી રીતે જોઈ લઈએ કે જો બફાઈ જાય તો એ ચાકુ અંદર જઈ શકે કાચું હોઈ તો પાન ફાટી જાય પણ જેવું પાક્કામાં ખબર પડી જાય કે તેવી કાચામાં બી ખબર પડી જાય કે પાન ફાટી જાય તો તે અલગ જ દેખાઈ આવે એટલે પાતરા બફાઈ જાય તેને બી આપણે જોવાં પડે એટલે તે બફાઈ જાય પછી બી એને એનો પાછો બીજો મસાલો વઘારવા માટે એને તૈયાર કરવો પડે એટલે રાઈ છે પછી મીઠો લીમડો છે તે બધું રાઈને મીઠો લીમડો અને તેવું બધું નાખીને પછી વ્યવસ્થિ રીતે આપણે પાતરા આપણા મનપસંદ એમાં બધું જ નાંખી શકાય તલ નાંખી શકાય પછી વરીયાળી ને અમુક લોકો ખાંડ બી નાંખતા હોય કોઈને ગળ્યા ભાવતા હોય તો તે લોકો ખાંડ બી નાખીને અને તેવા પાતરા પણ સરસ રીતે ગળ્યા પાતરા બનાવતાં હોય છે મારા જેવાને ગળ્યું નહીં ભાવતું એટલે મેં તો તીખા જ બનવું પણ મને આ આઈટમ એક બનાવવામાં કંટાળો એટલો આવે કે આમાં મહેનત વધારે પડે અને હું બનાવવામાં ખાલી વઘારવામાં જ વ વઘારવામાં જ વધરે પડતી હેલ્પ કરું કારણ કે કટિંગ કરવામાં વધારે ટાઈમ જાય ને આ તે સરખું કટિંગ ના થાય એટલે થોડુંક એમ થાય કે આપણે બનાવવું તે એકદમ દિલથી બનાવવું એટલે સારું જ થવું જ જોઈએ એવો એવા વિચારથી બનાવીએ એટલે ના સારું થાય એટલે મૂડ બગડી જાય એટલે આ આ આઈટમ એક સારી છે એટલે બનાવવામાં સારી હોય ને એમાં મહેનત બી વધારે હોય એટલે આ વસ્તુ બનાવવામાં મને વધારે વાર પણ લાગે અને થોડોક કંટાળો પણ આવે કેમ કે પછી ક્યારેક પાતરા ખાવાનું મન થાય તો શું કરવાનું તે તેના ભજીયા બનાવીને ખાય લેવાના પછી ફટાફટ ના બને એટલે એવું કરવાનું પણ પાતરા ખાવા હોય તો દેખતાં માણસને જોડે રાખીને ફટાફટ આપણે કરાવી લેવાનું એને પણ સાથે મેન આ આપણે પણ સાથે જોડે એને કરાવવા લાગવાનું એટલે એને પણ એવું એકલું ના લાગે એને એકલું કરવું ના પડે એને સાથે સાથે મહેનત આપણે બી કરાવવાની આપણે બી કરવાનું એ પણ કરે અને આપણું કામ બી થઈ જાય અને બંને જણા હોય તો એટલે મજા પણ આવે સાથે બનાવવાની તો આવી રીતે કૂકિંગમાં પણ ઘણી બધી વસ્તુ એવી છે કે અઘરી પડે એવી છે પણ એક આ પાતરાની વાત છે હજુ તમે મૂઠિયાં બનાવો દૂધીનાં મૂઠિયાં કે તમે મનચ્યુરિયન બનાવો એમાં બી બધું જ તકલીફ તો પડે જ એમનેમ તો કંઈ જ ના થઈ જાય તમે કોબીજને છીણો એમાંથી પાણી કાઢો પાછો એનો બધો મીક્ષ કરીને લોટ બાંધો પાછો પાછા એની ગોળી બનાવો ત્યારે તળો પછી પાછું મનચ્યુરિયન ને બધું અલગ અલગ મસાલો નાખીને એને વઘારો ત્યારે તમારું મનચ્યુરિયન તૈયાર થાય ત્યારે તમે ખાવ તો એટલે એવી જ રીતે મૂઠિયાંમાં પણ દૂધીને છીણો પછી વ્યવસ્થિત પાણી કાઢીને વ્યવસ્થિત એમાં મીક્ષ કરવું પડે લોટમાં એનો લોટ બાંધો એવી રીતે જો સારું ખાવું હોય તો બધી જ વસ્તુમાં મહેનત તો પડે જ એટલે દરેક વસ્તુમાં મહેનત છે એટલે જે વાર લાગે તે વસ્તુને બહુ સમય મતલબ સવ આપણે જમવાનો ટાઈમ હોય તેના ભલે ને આપણે આઠ વાગે ખાતાં હોઈએ તો ચાર વાગે એને બનાવવા બેસી જવું પડે ત્યારે આપણે જલ્દી બનાવી શકીએ તો એક આવી આ પાતરાની આઈટમ હતી મસ્ત તો પાતરાની આઈટમ આમાં બનાવવી છે તો બસ આવી રીતે બનાવવાની અને ખાઈ લેજો હવે